મારા પરિવારનાં બધા લોકો શાકભાજીઓ જેવી વસ્તુઓ છૂટક દુકાનદારો પાસેથી લેતા હોય છે અને એ વસ્તુ અમને ક્યારેક ક્યારેક ઘણી મોંઘી પડતી હોય છે શાકભાજી જેમકે ભીંડા બટાકા ટામેટાં પરવળ ગોબી એ બધા અમે છૂટક દુકાનદારો પાસેથી લઈએ જેમકે સો કે બસો ગ્રામ તો એનો ભાવ ઘણો મોંઘો હોય છે પણ વસ્તુઓ જેમ કે ઘઉં અને ચોખા અમે દસ દસ કે વીસ વીસ કે પચીસ પચીસ કિલો લઈએ વર્ષનાં સો કિલો પણ અમે જો લઈએ તો એનો ભાવ અમને છૂટક વસ્તુઓ કરતાં ઘણો ઓછો પડે છે ઓનલાઈન શોપિંગમાં અમે ઘણી બધી વસ્તુઓ મંગાવી છે જેમ કે શેમ્પૂ અને જે વસ્તુઓ સામાન ડી માર્ટમાંથી અમને મળે એ કોરોનાના સમયના લીધે અમને ઓનલાઈન શોપિંગથી મંગાવવો પડતો હતો અને ઇ શોપિંગ એક રીતે બહુ સારું છે કે આપણાં ઘર સુધી બધી વસ્તુઓ પહોંચી જાય અને આપણે બહાર વસ્તુઓ લેવા જવું ના પડે ડી માટ કે બિગ બઝાર સુધી પણ એના ઘણા ગેરફાયદા પણ છે જેમ કે ક્યારેક ક્યારેક માણસ વસ્તુઓ લાવતી વખતે તોડફોડ કરે છે અને એનું રિફંડ અમને જલ્દી નથી મળતું એટલે અગર જો એ વસ્તુઓમાં સુધારો થાય તો ઓનલાઈન શોપિંગ ઘણું સારું કહેવાય ઓનલાઈન શોપિંગમાં અમને ઘણી વખતે ડિસ્કાઉન્ટ પણ મળે છે જેનાથી છૂટક અને જથ્થાબંધ વસ્તુઓ કરતાં ઘણા ઓછા ભાવમાં વસ્તુઓ મળે છે એ વસ્તુ ઘણી સારી કહેવાય